નળનું પાણી આમ તો આજકાલ બહુ સારું કહેવાય છે જેમ વરસાદનું પાણી ચોખ્ખું હોય તેમ નળનું પાણી ચોખ્ખું જ આવે છે આમ તો નળ બધાના ઘરમાં છે આજકાલ જેમ કે ગરીબ હોય કે અમીર હોય બધાના ઘરે નળ છે અને બધા નળનું જ પાણી પીવે છે જેમ કે અમીર હોય એમાં એમના ઘરમાં કોઈ ફિલ્ટર હોય કે પ્યુરીફાય હોય પણ ગરીબ લોકો એમના ઘરમાં ફિલ્ટર એ બધું નહીં આવતું તો એ લોકો એ નળનું જ પાણી પીવે છે એ લોકોન નળના પાણીથી કોઈ જ હાનીકારક બીમારી નહીં થાય એ માટે નળનું પાણી આજકાલ બધાના જીવન માટે સારું કહેવાય છે